ભારત ગેસ એજન્સીમાંથી વાત કરો છો હા સર તમારા ત્યાંથી મેં ગેસની બોટલ નોંધાવી હતી તે મને ટાઈમ ટુ ટાઈમ મળી ગઈ તે માટે તમારો ખૂબ ખૂબ આભાર હા સર આજે સવારે જ નોંધાવી હતી અને આજે બપોરે જ મને મળી ગઈ મારે ખૂબ જ જરૂર હતી મારા ઘરે પ્રસંગ હતો એટલા માટે મારે બોટલની ખૂબ જ જરૂર હતી થેન્ક યુ સો મચ મને ટાઈમસર બોટલ પૂરી પાડવા માટે તમારી ગેસ એજન્સીની જે સુવિધાઓ છે તે અત્યંત પ્રશંસનીય છે મને તે ખૂબ જ ગમે છે હા હું બધાને કહીશ અને ફિડબેક પણ આપીશ તમારી એજન્સી વિશે કે તમારી સુવિધાઓ ખૂબ જ સારી છે હા એજન્સીમાં તો મને કોઈ ઈસ્યુ જ નથી કેમકે તમારી સેવાઓ જ એટલી સારી છે મને સમયસર તમારી સેવાઓ મળે જ છે હા હું ખૂબ જ ખુશ છું થેન્ક યુ સો મચ તમારો આભાર જે તમે મને સેવા આપી છે હા સારું